આ વજન વધારવાં માટે તો દૂધ પીવું જોઈએ કેળા ખાવાં જોઈએ ભરપૂર માત્રામાં કેલ્સ્યમ વધારે મળે બોડીને પ્રોટીન વધારે મળે એવી કોશિશ કરવી જોઈએ જમવામાં પણ રોટલી ભાત જેવો ખોરાક લેવાથી આપણે આપણું વજન ફટાફટ વધારી શકીએ છીએ પૂરતી ઊંઘ લેવાથી બોડી માં વજન વધી શકે છે અને કાજુ છે ડ્રાય ફ્રૂટ છે જેને કહેવાય ગુજરાતીમાં સુકા મેવા બધા આપણે ખાઈએ અને થોડીક ઘણી કસરત પણ આવે છે જે કરવાંથી આપણે આપણું વજન વધારી શકીએ છે જેનાંથી આપણને કસરત કરવાંથી આપણને એકદમ ભૂખ લાગે અને એનાંથી પણ આપણું બોડી માં આપણે વધારે જે જમતા હોઈએ રૂટિનમાં જે એનાં કરતાં વધારે પણ આપણે જમી શકીએ અને એનાંથી આપણું વજન વધારે વધી શકે છે અને ઈંડા ખાવાથી થોડુંક બધું આમ નોનવેજ ખાવાથી પણ વજન વધી શકે છે પૂરતી ઊંઘ લેવાથી પણ વજન વધી જાય છે અને વજન વધવા વા માટે તો જેમ કહેવાય કે ઘટાડવાં માટે તો બહું બધા પ્રયાસો કરી રહ્યા હોય છે પણ આપણે વજન વધારવાં માટેની કોશિશ કરીએ છીએ તો વજન વધારવાં માટે તો થોડીક જેને ઘણાને હોય ને કે જેને જન્મથી જ જેની જે જેવી બોડી રચના હોય કે ભાઈ આ ગમે એવું આને ઘીમાં ડુબાડીએ તોય જાડો ન જ થાય એનાં જેવું હોય પણ ક્યારેક એવું થઈ શકે કે આપણે ભાઈ એ કંઇ કરી શકીએ જિમમાં થી કે કોઈકની કોઈક અમુક ઔષધી લેવાંથી પણ આપણે આપણું વજન વધારી શકીએ છીએ જેનાંથી આપણને ભૂખ લાગે અને આપણે વધારે જમીએ અને આપણું વજન વધારી શકીએ છીએ પણ જે છે એ આપણાં આખા બોડીનું આપણાં આખી શરીરની રચના ઉપર જ ડિપેન હોય છે કે આપણે કેવી રીતનું ખાઈએ છીએ કેવી રીતનાં આપણે રહીએ છીએ આપણે ખુશ રહેવું પણ જરૂરી હોય છે આ બધી વસ્તુ આપણી આજુબાજુનું વાતાવરણ બધું ઇફેક આપણે આપણાં બોડી ઉપર થાય છે આપણાં શરીર ઉપર એટલે એ પણ બહું અગત્યની બાબત છે બોડી વધારવાં માટેની અને મને જેટલાં લોકો જે ઓળખે છે જેટલાં એ બધાં એમ જ કહે કે જનરલી કે મારે વેટ લોસ વજન ઉતારવો છે વજન વધારવાં માટે તો બહું ઘણાં બધાં એવાં હોય છે પચાસ ટકા લોકો એવાં હોય છે કે જેને વજન વધારવું હોય છે જેને ખરેખર જરૂર હોય છે વજન વધારવાંની જેમાં આજનાં જનરલ જનરેશન છે જેમાં આ ભાગ દોડવાળી લાઈફ હોય બધાંને દોડા દોડી હોય સ્કૂલ કૉલેજવાળા છોકરાઓ છોકરીઓ છે તો તેમને જમવામાં એ એટલાં બધાં ન આપતાં હોય ધ્યાન મમી આ બનાવતાં હોય ઘરમાં પણ જમતા ન હોય ટાઈમે જમતા ન હોય બહારનું જંક ફૂડ ખાતાં હોય એટલે બધી ઘણી બધી બાબતો ઇફેક કરી શકે છે પણ આ વજન વધારવાં માટે તો આપણે પહેલો પ્રયાસ એ જ કરવો જોઈએ કે તમે પૂરેપૂરું પૌષ્ટિક આહાર લો હેલ્દી લો અને તમારો વજન વધે એવી કોશિશ કરવાં માટે આપણે ફ્રૂટ છે વેજીટેબલ અલા ફળ છે શાકભાજી છે આ બધું ખાવું જરૂરી છે દૂધ છે પનીર છે આ બધી ફેટવાળી વસ્તુ જો ખાઈએ તો આપણી બોડી માં ફેટ વધવાની છે અને આપણાં આપણે ઇઝીલી જાડા થઈ શકીએ છે દુબળું થવું અઘરું છે પણ જાડું થવું એટલું બધું મુશ્કેલ નથી થઈ શકે છે કોશિશ કરવાંથી આઈ થિંક મારાં ખ્યાલથી થઈ શકે